જયારે હું બાર સાયન્સમાં હતો અને નીટની એક્ઝામ આપી હતી અને નીટનું રિઝલ્ટ આવ્યું ત્યારે મારા માર્ક્સ એમ બી બી એસમાં એડમિશન ન મળે તેવા હતા ત્યારે મારી ઈચ્છા હતી કે એક વર્ષનો ડ્રોપ લઈ લઉં અને પાછું નીટની પ્રિપેરેશન કરું જેથી એમ બી બી એસમાં એડમિશન મળી શકે તેવા માર્ક્સ લાવી શકું આ વખતે મારા બાયોલોજીના શિક્ષક મહોમ્મદ હનીફ દાદુ સાહેબે મારી મુલાકાત કરી અને તેમણે મને સમજાવ્યું કે તને આટલા માર્ક્સે મૅડિકલમાં જવું હોય તો બી એચ એમ એસમાં એડમિશન મળી જશે મારા ખ્યાલ મુજબ તારે એક વર્ષ ડ્રૉપ ના લેવું જોઈએ અને બી એચ એમ એસમાં એડમિશન લઇ લેવું જોઈએ તને ડૉકટર તો કહેવાશે અને ડૉક્ટર પણ લાગશે અને આમાં એક વાત પણ હતી કે હું ડ્રોપ લઉં અને જો માર્ક્સ ન આવે તો મારૂં વર્ષ પણ બગડે અને મારા સાહેબની સલાહ મુજબ બી એચ એમ એસનો પણ સ્કોપ આવ્યો છે અને તેમાં પણ મૅડિકલમાં બ વર્ક ફિલ્ડમાં વર્ક કરવાનું કામ આવ્યું છે એટલે બહુ સારું છે અને સાહેબે મને સમજાવ્યું કે તારે બી એચ એમ એસમાં એડમિશન લઇ લેવું જોઈએ અને એમના કહ્યા મુજબ હું બી એચ એમ એસમાં એડમિશન લઇ લીધું અને હાલમા હું બી એચ એમ એસમાં બીજા વર્ષમાં અભ્યાસ કરું છું અને મારા મત મુજબ સાહેેબે જે સલાહ આપી એ મારા માટે બહુ જ સારી હતી અને તેમની સલાહને લીધે જ હું આજે હું ડૉક્ટર બની રહ્યો છું